સૌ પ્રથમ આપણે નગરપાલિકાની વાત કરીએ તો હું નગરપાલિકા વિષે એ ચર્ચા કરવા માંગીશ કે અત્યાર સુધી લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું એમણે કામ કર્યું છે અને નગરપાલિકા ના સરકારી રસ્તા અને પ્રાઇવેટ રસ્તા પર બી એ લોકો સાફ સફાઈ અને સુંદરતા જળવાઈ રાખે છે એ લોકોએ અને નગરપાલિકાની સ્કૂલ અને સરકારી સ્કૂલ પણ ચલાવવામાં આવે છે જ્યાં થોડા ગરીબ ઘરના છોકરાઓ તેમનું ભવિષ્ય ઉ ઉજળું બનાવવા માટે એ લોકા અભ્યાસ પણ કરી શકે છે અને ત્યાં આગળ એ લોકોને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી એ લોકોને તકલીફ ના પડે અને બીજી હું એ વાત કરીશ કે નગરપાલિકા લોકો એ લોકામાં એક ટીમ એવી ચલાવવામાં આવે છે કે તેઓ લોકોના ઘર ઘર સુધી કચરાની ઉઘરાણી કરી શકે તે માટે નગરપાલિકાએ એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે